નમસ્તે હું એક કૃષિ પરિષદમાં ભાગ લેવા જઈ રહી છું જ્યાં પાક વીમા પોલિસી ઉપર ચર્ચા થઈ રહી છે તો જેમ કે તમે જાણો છો અત્યારે વરસાદની સિજન ચાલી રહી છે તો ખેડૂત ખેડૂતને અત્યારે ઘણું નુકસાન થતું હશે તમે જાણો છો તો તેમને આ નુકસાનથી બચાવવા લોન લઈને પાછું જેવું હતું એવું ફરીથી કરી શકે છે તેઓ પણ તે એમને ખબર નથી હોતી તો મારું એટલું જ કહેવું છે કે ખેડૂતો તેમના છોકરાઓને ભણાવે અને સારી એવી ડીગ્રી કરાવે જેથી આ લોનનો ખેડૂતોને લાભ મળી શકે છે તો તેમના માતા પિતાને પણ જણાવી શકે છે અને આ નુકસાનથી બચાવી અને સારી એવી ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે તો મારું એટલુ કેવું છે કે જો તમે પણ ખેડૂત હોવ તો તમારા છોકરાઓને ભણાવો ગણાવો આગળ વધારો અને તમારું પણ સહાયતા થાય પાછળ વીમા યોજનાથી